સેજલ ગેસ એજન્સીમાંથી બોલો છો મારે અત્યારે અમે એ નવું ઘર લીધું છે ત્યાં જૂના ઘરેથી નવા ઘરની બુકિંગ કરાવવાની છે ગેસ સિલેન્ડરની તો અબરામાંથી હું અબરામાંથી અમે તિથલ રોડ પર રહેવા આવી ગયા છીએ સરસ્વતી વિહાર પ્લોટ નંબર નાનકવાળા ત્યાં તમે ગેસ સિલેન્ડર આપી જજો અને મારું નામ આરતી પ્રભાજી ઠાકોર છે અને એક ફોન નંબર જે તમને લખાવ્યો છે એ જ છે બાણું પાંસઠ એકસઠ બત્રીસ ઓગણચાલીસ એ પ્રમાણે તમે બપોર સુધી મને ગેસ સિલેન્ડર આપી દેજો ભાઈ